મારા રસોડામાં રહેલા તપેલી સાણચી તાવીથો તવી ગ્લાસ વાટકો રકાબી ચમચી વગેરે છે જેમાં છે તવી તોકે ઢોંસા બનાવવા પરોઠા બનાવવા રોટલી બનાવવા વગેરે તવીનો ઉપયોગ થાય છે ત્યારબાદ વાત કરું સાણસી તોકે કોઈ ગરમ વસ્તુઓને ઉપાડવા માટે સાણસીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે તવીથો તો કોઈપણ રોટલી પરોઠા નાન વગેરેને પલટાવા માટે તવીથાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે ચીપિયો તો ચીપિયો રોટલી વાળવામાં ઉપયોગમાં લેવામાં આવે છે કોઈ ગરમ વસ્તુને પકડવા માટે પણ ચીપિયાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે તપેલી તોકે શાક બનાવવા માટે દૂધ ગરમ કરવા માટે પાણી ગરમ કરવા માટે તપેલીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ ત્યારબાદ છે લાઇટર તો ગેસ ચાલુ કરવા માટે લાઇટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે ગ્લાસ તોકે પાણી પીવા માટે દૂધ પીવા માટે જ્યુસ પીવા માટે ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે વાટકો તો વાટકો જોઈએ તો શાક લેવા માટે અથવા તો છાશ લેવા માટે દહીં લેવા માટે વગેરે વાટકાનો કોઈપણ વસ્તુમાં ભરવા માટે વાટકાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે ચમચી તો ચમચીનો ઉપયોગ કોઈપણ વસ્તુઓને ખાવા માટે ચમચીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે મિક્ષર તો મિક્ષર કોઈપણ વસ્તુઓને ક્રશ કરવા માટે અથવા તો કોઈપણ વસ્તુનો ભૂકો કરવા માટે મિક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે બ્લેન્ડર તો કોઈપણ વસ્તુનું જ્યુસ કાઢવા માટે અથવા તો છાશ બનાવા માટે પણ બ્લેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે સેન્ડવીચ મેકર તો સેન્ડવીચ બનાવા માટે સેન્ડવીચ મેકરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે ચોપર તો ચોપર તોકે મતલબ કે ડુંગળીનું કટિંગ મર્ચાનું કટિંગ આદુંનું કટિંગ ટમેટાનું કટિંગ કરવા માટે ચોપરનો ઉપયોગ કરવામાં આવે છે